મોબાઈલથી કોવિડ દરમિયાન બાળકોને અભ્યાસમાં ખૂબ જ મદદ મળી છે કોવિડ દરમિયાન માણસોને મદદમાં એ મળી છે કે તેઓ એકબીજા પોતાનું અભ્યાસ પૂરું કરી શક્યા છે તેઓ પોતાના અભ્યાસમાં તેઓ શિક્ષણ અને વ્યક્તિ સામ સામે જોઈ શક્યા છે